પ્રાણીઓના કરડવાથી જેમકે સાપ કરડે તો પહેલાં જયાં કરડ્યો હોય ત્યાં તેનાં ઉપર ફિટ પાટો બાંધી દેવો જેથી ઝેર શરીરમાં ફેલાય ના અને પ્રાથમિક સારવાર કરવી પછી જ્યારે સારવાર કરીને પછી તેને દવાખાને લઈ જવું તેવી જ રીતે કોઈ જંતુ કરડે તો પહેલાં ઘરેલુ ઉપાય કરવો અથવા પ્રાથમિક સારવાર કરીને પછી ડૉક્ટર જોડે ડૉક્ટર જોડે તેની તપાસ કરવા લઈ જવાનું